હલો હા કોણ તમે કોણ હા કન્સલ્ટન્સીમાંથી બોલું તમે શું કામ હતું

બરાબર

સારું તો તમે કંઈ એક્સસ્પિરિયન્સ છે આની પહેલાં

બરાબર તો ટોટલ તમારો બે વર્ષનો છે એની પહેલા કંઈ નહોતું ને બરાબર અને તમારી કંઈ સેલરીની એક્સપેન્ટસી કે કંઈ છે બરાબર સારું તો હું મારી બે ત્રણ જગ્યાએ વાત ચાલું છે તો ત્યાં તમને ડિટેલસ મોકલું છું તો તમે પહેલાં તો રજીસ્ટ્રેશન કરી નાખો અમારા કંપનીમાં અને આપણે પાંચસો રૂપિયા આપણી ફીસ છે તો એ કરી નાખો તો તમે કૅશ આપતા હોય તો કૅશ આપજો નહીં તો ક્યુઆર કોડ તમારા વ્હોટસપ ઉપર આ નંબર ઉપર મોકલી દઈશ તો એ કરી દો અને તમારે જે ડોક્યુમેન્ટ છે એ મને એક સ્કેન કોપી કરીને મોકલી દેજો

ના નથી આપવાના તમને આવું કંઈ હોઈ તો પર્સનલમાં પણ તમે આવીને ઓફિસ ઉપર મળી શકો અમારી એસ જી હાઇવે ઉપર ઓફિસ છે તો તમે જોઈ શકો ત્યાં

હા તો તમને બીજી બધી ડિટેલ્સ જે છે જો જોબની એકવાર તમે પણ જોઈ લો તમને જે સારી લાગે તો એના પ્રમાણે હું આગળ વધીએ નહીં તો હું તો મારી રીતે કરી જ દઈશ ત્રણ જગ્યા ખાલી છે અત્યારે મારી જોડે તમે તે જોઈ લો એમાંથી કંઈ ગમે છે તમને સારું હા મોકલી દઉં કંઈ પણ કૅવરી હોય તો કોલ કરજો આ નંબર ઉપર સારું થેન્ક્યુ થેન્ક્યુ